રીનાના ફાધર બોલું છું અને તમે દર્શન માધ્યમિક સ્કૂલના પ્રિનસિપાલ ઓકે આ જે છેને રીના એ તમારા ફર્સ્ટ ક્લાસમાં છે તમારી સ્કૂલમાં હા તો અમે લોકો ચાર દિવસ માટે ફેમિલી ટુરમાં જઈએ છે તો એને ચાર દિવસની રજા મળી શકશે હા મેડમ અમે જાણીએ અમે જાણીએ છીએ પણ સડન્લી એવું થયું કે જે મારા ભાઈ છેને એ લોકોને જવાનો પ્લાન બન્યો છે તો અમારે બી સાથે જવાનું છે અને જે રીના છે એ ખૂબ નાની છે બાકી તો એને અહિયાં ય રાખીને જઈએ તો બધુ કેમ એડજસ્ટ કરી શકે હા બાકી તો એની એક્જામ નજીક આવે છે અને એની પ્રિપેરેશનેય બગડે એટલે અમે જાણીએ છે એ હમ બે દિવસમાંને હાલોને જોઈએ બે દિવસ હા સ્યોર જેમ બને એમ વહેલી તકે આવી તો જઈશું મતલબ શું એપ્લિકેશન આપવાની છે કે લીવ એપ્લિકેશન આપવાની

હા ઓકે અને અચ્છા એવું છે એટલે એને શું ક્લાસ ટીચર કોણ છે એના એમને આપવાની કે તમને રૂબરૂ આપવા આવાની થશે ઓકે અને એનું કાઈ હોમવર્ક કે ગ્રુપમાં આવી જશેને ઓકે ઓકે હા સ્યોર ઓકે સ્યોર સ્યોર કાઇ વાંધો નહીં હા હા થેન્ક યૂ સો મચ મેમ